મારી પાસે કોઈ મનગમતું જૂનું પુસ્તક નથી પણ હા એ હું એક ઉલ્લેખ કરીશ કે ચિત્રલેખા મેગેઝીનમાં એક મતલબ એક પ્રવાસ વર્ણન પ્રવાસ વર્ણન કહી શકાય હા એ એક અઢારસોને સાલમાં પારસી લોકો જે પાંચથી છ યુવકો હતા એ લોકોએ સાઈકલ પર પૃથ્વીની આખી પરિક્રમા કરેલી તેના વિશેનું છે જે એક તે હપ્તા વારે એ ચિત્રલેખામાં પ્રકાશિત થયેલી અને એ એક એક હપ્તા મેં બાઈડિંગ કરાવીને રાખેલા છે એને મેં એ મારું ખાસ મનગમતું પુસ્તક છે જે મને જ્યારે ઈચ્છા થાય કે મને કંઈક વાંચવું છે અને રિવાઈન્ડ કરવું છે ત્યારે હું એ પુસ્તક ખાસ વાંચું છું એ પુસ્તકનું નામ છે અને એક એક મતલબ જે હપ્તા વાર આવતું તું ચિત્રલેખમાં પ્રકાશિત થયેલી છે તેનું નામ હતું પેડલ પર પૃથ્વી પરિક્રમા અને એજ એજ એના પર જે આધારિત હમણાં થોડા સમય પહેલા એક દૈનિક દિવ્ય ભાસ્કર ગુજરાતી દૈનિકમાં એ રવિવારની પૂર્તિ આવે છે રસરંગ તેમાં લલીત ખંભાએતાએ એનો ખાસ ઉલ્લેખ કરેલો અને એક આખો એનો એક આર્ટીકલ લખેલો આ પુસ્તક મેં બાઇડિંગ કરાવીને રાખેલું છે એ મારું ખાસ મનગમતું છે મેં ખરીદ કરેલ નથી પણ મેં બાઈડિંગ કરાવીને ખાસ રાખેલું છે